ગુજરાતી ભાષા બોલનારા લોકો જ્યારે ગુજરાતમાં રહીને બોલે છે ભાષા ત્યારે વાંધો નથી આવતો પણ જ્યારે બીજા રાજ્યમાં જઈને બોલે છે જેમકે તમિલનાડુ છે સાઉથમાં છે તારે એમની તમિલ ભાષા અને સાઉથ ભાષા બોલવાની આવે ત્યારે બહુ એ લોકોને તકલીફ પડે છે જે એ બોલી નથી શકતા અને બીજી જગ્યાએ જે રાજસ્થાન છે એ બધી જગ્યાએ હિન્દી બોલવાનું છે ત્યાં એ લોકોને વાંધો નથી આવતો એટલે ગુજરાતીઓ બહાર જાય છે ત્યારે બહુ તકલીફ પડે છે